મેં મારા દાદાજી પાસે આપણા મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બહુ સાંભળ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા તેમણે તેમનો બહુ મોટો ફાળો છે આપણા હિન્દુસ્તાનની આઝાદી મેળવવા માટે ભારતને આઝાદ કરાવવા માટે તેમના કારણે આજે ભારત એકજૂથ છે નહીંતર કેટલા કેટલા ભાગલાઓમાં વહેંચાઈ ગયું હોત તેમના આ કાર્યને હું બિરદાવું છું અને આ મહાન નેતાને હું ક્યારેય નહીં ભૂલું મારા સ્મરણમાંથી આમની મહાન નેતાની યાદો ક્યારેય નહીં જાય